કિશોર કુમાર અને આરડી બર્મન એ જે મારા ફેવરેટ કલાકાર છે તો કિશોર કુમાર છે તે સા સંગીતનું કંઈ શીખેલા નથી કોઈ પાસે એમને જ્ઞાન લીધેલું નથી પણ છતાં પણ તે એટલું નાની નાની હરકતો લઈને જે ગાય છે તે જે સૌના દિલમાં જે તે એકદમ પ્રિય લોકપ્રિય છે એવી જ રીતે આરડી બર્મન છે આરડી બર્મન છે તે સંગીતમાં એવું સરસ સરસ બધું નાનું નાનું ધ્યાન રાખીને મ્યુઝિક આપે છે એના હિસાબે એ આજના જમાનામાં પણ ખૂબ જ પ્રચલિત છે તમે ગમે ત્યાં જોઈ શકો છો કે ગમે ત્યાં તમે જાશો તો હંમેશા ઓલ્ડ સોંગ જ વધારે વાગે છે અને એમાં મેં મોસ્ટ ઓફ વધારે સોંગ તો કિશોર કુમારના જ હોય છે તો કિશોર કુમાર છે એ આજ કાલ બધાના જ ફેવરેટ છે તો કિશોર કુમારમાં જોવા જેવી વસ્તુ એ છે કે એનું કોઈ કોઈ પાસેથી પ્રેરણા લીધેલી નથી પણ એ ખુદ ખુદ જ પોતાની જાતે બધું શીખીને બધું અનુરૂપ રીતે સંગીતમાં ધ્યાન આપીને ગીત ગાતા તેવી જ રીતે આરડી બર્મન છે આરડી બર્મન તે એમના પપ્પા પાસેથી એચડી બર્મન પાસેથી શીખેલા હતા અને એમાંથી એમની હરકતો જોઈ જોઈને એમનામાં પણ સંગીતનું આ જ્ઞાન આવ્યું અને કિશોર કુમાર છે તે હરેકના દિલમાં છવાએલા છે